હેલો ઝોમેટોમાંથી વાત કરો છો હા હમણાં તમે નાલંદા નગરમાં બિલ નંબર બે ચાર બે પાંચની ડિલેવરી કરી હતીને હા હું ત્યાંથી જ વાત કરું છું ભાઈ મેં મેકડોનલરમાંથી બર્ગર કોલ્ડ્રીંકસ ફ્રેંચ પાઇસ અને પિરિ પિરિ ઓર્ડર કરી હતી પણ તમે મને જે પાર્સલ આપ્યું એમાં ફ્રેંચ પાઇસ અને પિરિ પિરિ મને નથી મળી તો હવે શું કરશું શું મારે મેકડોનલરમાં વાત કરવી પડશે તમે મને રેસ્ટોરન્ટના મેનેજરનો નંબર ફોન જોડી આપો હલો સર મેં તમારે ત્યાંથી ઓડર કર્યો હતો એમાંથી બે વસ્તુઓ મિસિંગ છે હા મે ફ્રેંચ પાઇસ અને પિરિ પિરિ પણ મંગાવી હતી અને એના પૈસા પણ મેં અગાઉથી જ આપી દીધાં હતાં હવે તમારી તરફથી નથી મૂક્યા કે ઝોમેટો વાળો ભાઈએ કંઇ ગરબડ કરી છે એ મને નથી ખબર પણ મને ક્યાં તો વસ્તુ પહોંચાડો ક્યાં તો મને પૈસા પાછા આપી દો સારું કોના તરફથી ભૂલ છે એ જોઈને મને ફોન કરો